હું તમને એક બાઈકર તરીકે કહું તો આપણે ખાસ કરીને તો છે ને સૌથી પહેલું ધ્યાન તો આપણે સ્પીડ લીમીટ રાખવું જોઇએ અને સિટીમાં તો ખાસ કરીને કારણ કે શું કહેવાય નાના નાના છોકરાઓ રખડતાં હોય ક્યાંક તો એને એને આપણે એ આપણાથી ઊડી બુડી જાય તો વળી ખોટે ખોટું જેલમાં જવાનું થાય ને આ થાય ને પછી હમણા હમણા આજે સવારે મારું બાઇક ડિટેન થયું આજ સવારે તે મારા બાઇકમાં નંબર પ્લેટ નહોતી અને સવારના પોરમાં જ તે અને પછી જોઈ તો આપણે સિટી સિટીમાં તો ખાસ કરીને સ્પીડ લિમિટનું પહેલું રાખવું પડે ધ્યાન રાખવું રાખવું પડે પછી જો પછી સ્પીડ બ્રેકર હોય તો કે એનું પછી આ હાઇ હાઇવે ઉપર જતાં સમયે આપણે જોઈએ તો ઓવરટેક કરવામાં આપણે ખાસ કરીને આપણે ધ્યાન રાખવું પડે અને પછી અમારે અયા અયા તમે જુઓ જુઓ જુઓ તો ખરાબ વાતા વાતાવરણ હમણાં જ હતું હજી શું કહેવાય ચાર દિવસ સતત વરસાદ આવ્યો તો શું કહેવાય તેમા હું બાઇક લઈ ને નિકળતો તો તો સ્લીપ ખાતા ખાતા રહી ગયું રહી ગયું અને શું કહેવાય ગારા વાળા રોડ હોય કીચ્ચડ વાળા હોય અને પછી એમ કરતાં કરતાં હું તો માંડ માંડ માંડ હું તો ઘરે પહોંચ્યો અને પછી આપણે છે તો વડ સાંકડા રસ્તાઓ તો અમારે અહીં અમારે અહીં ખૂબ જ ઓછા ઓછા જોવા મળે છે અને અમારી બાજુ જુવો તો નીલગાયો હોય અને રોઝળા બહુ બહુ આડા આડા પડે એટલે રાત્રે તેનું અમારે ખાસ ખાસ કરીને ધ્યાન રાખવું જ પડે અને વાહન વ્યવહારમાં બીજું શું હોય આપણે ક્યાંક ગયા હોય આપણે શું કહેવાય લાંબા રુટમાં તો આપણે જોઈએ તો આપણે જઈ શકીએ તો એમાં તો ખાસ કરીને હેલમેટ પહેરો પછી એના શૂઝ આવે જે બાઇકના એ પહેરો પછી છે એ તો આપણે પેલું શું કહેવાય એને ગ્લોવઝ હવે એ આપણે પહેરીએ જેથી કરી કાંઈક અક અકસ્માત જેવું થાય તો આપણને વાગે નહીં બીજું તો બધું એને આ બાઇકમાં ખાસ કરીને સ્પીડ લિમિટ સિવાય બીજું એટલું એટલું બધું કાંઈ ધ્યાન રાખવાનું ન હોય એ હું તમને મારા અનુભવથી કહું છું પણ હવે છતાંય બીજું કાંઈ હોય તો બસ આ જ તે છોકરાઓ આડા પડે કંઈક નાના નાના તો પછી ક્યાંક કુતરા આડા પડે તો એનું એનું એનું ખાસ કરી ધ્યાન રાખવું પડે અમારી આ બાજુ નીલગાયનો બહુ ત્રાસ એ તે અમારે બહુ આડી પડે એના કારણે અમારે અહીં ઘણાં મૃત્યુ મૃત્યુ થયાં છે બાઇકમાં અટલે એવું બધું ધીમું ધીમું અમારે આ બાજુ આવ્યાં આવ્યાં રાખતું હોય અને પછી આપણે જુઓ જુઓ તો અમારે તો સાવ સાવચેતીના પગલાં છે તો એમા એમા હું કે ખાસ કરીને હેલ હેલમેટ પહેરું ક્યાંક નિકળવું હોય તો પછી એના શૂઝ આવે તો શૂઝ પહેરી લઉં પછી હું જાઉં તો કોલેજે ક્યારેક બાઇક લઈને આવું તો પછી સિટીમાં ટ્રાફિક હોય તો એમાં આપણે સ્પીડ લિમિટ જોવી પડે અટલે એવી રીતના કરતાં કરતાં ધીમે ધીમે ચાલ્યો જાઉં